જ્યારે અમે અમે પ્રાયમરી શાળામાં આભ્યાસ કરતાં ત્યારે અમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા જેમાંથી એક અલગ અલગ સ્થળોએ મતલબ પ્રવાસ તરીકે લઈ જવામાં આવતા તેવી જ એક ધટના છે જે જેવા કે અમે પોઇચા નીલકંઠ માસ મહાદેવ મંદિરની મુલાકાતે અમને લઈ જવામાં આવ્યા હતા અને કંઠેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીના કાંઠે સ્થિત છે ત્યાં અમે લોકો પ્રવાસે લઈ જવામાં આવ્યા ત્યાં મતલબ ત્યાં જુદા જુદા રાજ્યોમાંથી કે જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ આવવામાં આવતા એવી જ એક ધટના છે જ્યારે હું એક પ્રવાસી સાથે મળવાનું થયુ તેઓ હતા રાજસ્થાનના તત એ લોકો પહેલી વાર ફરવા આવ્યા હતા પોઈચા તો અમે લોકો તેમની સાથે વાતો કરી ફર્યા અને જ્યારે જમ્યા વગેરે અલગ અલગ એ પ્રવૃત્તિઓ કરી પછી જ્યારે અમે લોકો બેઠા ત્યાં તો અમે એ લોકોએ અમને પૂછ્યું કે અહીં અહીં કેવા કેવા લોકો રહે છે એ લોકોના રહેઠાણ વિશે ખોરાક વિશે ને એમની જીવનશૈલી વિછે પૂછ્યું તો અમે લોકોએ એ વિશે વાત કરી અને અમે પણ એમને તેમના રાજ્યની વાતો પૂછી જેમકે ત્યાંના લોકો શું શું કરે શું કામ કરે કઈ રીતે રહે એમના રહેઠાણ પહેરવેશ ધાર્મિક તહેવારો વગેરે વિશે માહિતી લીધી અને અમને ખૂબ મજા પણ આવી એ લોકોએ પણ અહીના લોકો વિશે પૂછ્યું અહીંના લોકો કઈ રીતે રહે છે ખેતી વિશે અને આજુબાજુ રહેતા તમામ સ્થળો જેવો ફરવા માટે એમને મજા આવે વગેરે લોકોએ પૂછ્યું તો એ એ લોકોને જાણીને પણ ખૂબ મજા આવી અને એ લોકો પણ ફર્યા અને અહીંથી ખૂબ સારી મેમોરીસ લીધી એ લોકો કહે કે અમારા બાજુ આ આવું બધુ તો હોય છે પણ જે મજા અહીં ફરીને આવે છે તેવી બીજે કશે નહીં મળે તો એ લોકોએ અહીં આજુબાજુના જે ધાર્મિક સ્થળો હતાં પૌરાણીક સ્થળો હતાં અને ફઉ ધોધ વગેરે જેમ મતલબ ફરવા માટે કોઈ જેટલી બી સારી જગ્યા હતી એ લોકોએ ત્યાંની મુલાકાત લીધી અને એ લોકોને ખૂબ આનંદ થયો